હું મારા વિસ્તારમાં આરોગ્ય અને સ્વચ્છતા જળવાઈ રહે તેની માટે ઘણા બધા પ્રયત્નો કરતી રહું છું અને હું મારા મિત્રો અને પરિવારજનોને અને પાડોશીઓને અમારા વિસ્તારમાં સ્વચ્છતા બની રહે તેનું ધ્યાન રાખવા માટે કહું છું હું મારા મિત્રોને નાસ્તાના પડીકાઓ કોઈપણ જગ્યાએ નથી નાખવા દેતી અને કચરાપેટીમાં નાખવા જણાવું છું જેથી સ્વચ્છતા અને સ્વસ્થતા બની રહે